અમારા ગામમાં કોઈ વ્યક્તિનું અંગ ભાંગી જાય કે મચકોડાઈ જાય તો અમારા ગામમાં એક એવા કાકા કે બુઝુર્ગ હોય જે એ પગ સાજો કરતા હોય છે ધારો કે આપણે જોઈએ કે અમુક વખત કેવું કે અમે સામે બેઠા હોય અને એ કાકા આમ પગ ઉપર હાથ ફેરવે કે જે જગ્યાએ મચકોડાઈ ગયું હોય એ અંગ થોડીવાર દબાવે છે અને જુએ છે કે કઈ જગ્યાએ મચકોડાયેલું છે અને એ રીતે પછી સાજા કરતા હોય છે અથવા તો આમ દબાઈને મચકોડાયેલું પગને આમ બે ત્રણ વાર હલાવી અને જોતાં હોય છે કે થાય છે ને પાટાપિંડી પણ કરી આપતા હોય છે અમુક વાર હળદરનો લેપ કે પછી બીજી કોઈ આયુર્વેદિક દવા કે એવું કાંઈ હોય છે એમની જોડે જે લગાવતા હોય છે અને સાજા કરે છે જો એવું ના થાય તો ભાડભુજાવાળા આપણે જે દવાખાનાં જેવું જ હોય ત્યાં જઈને તેઓ પાટાપિંડી કરાવતા હોય છે અને મટી પણ જતું હોય છે આપણે જાણીએ છીએ કે ગામડામાં આવી જ રીતે સારવારો થતી હોય છે